અમારા વિસ્તારનાં બાળકોમાં રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો પરીક્ષાઓ ઘણી બધી હોય છે અહીંયા કોઈ એવો સ્પેશિયલ ઉલ્લેખ નથી કર્યો કે શિક્ષણ લક્ષી પરીક્ષાઓ કે પછી ખેલકૂદલક્ષી પરીક્ષાઓ પણ હું બંને પરીક્ષાઓ વિશે થોડી થોડી માહિતી આપીશ તો શિક્ષણલક્ષી પરીક્ષાઓની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તો તેમાં નિબંધ લેખન વાર્તા લેખન નવલકથા લેખન ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય છે જે સ્કૂલ લેવલ પર કોલેજ લેવલ પર ભાષા વિષયને લઈને આ બધી પરીક્ષાઓ તેમ જ સાયન્સ અને ટેક્નોલોજીને લગતી અમુક લેખો એ દરેક અલગ અલગ સ્કૂલોમાં અને કોલેજોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય છે આ સિવાય ઘણા બધા એવા પ્રોજેક્ટ હોય કે પછી લેખો હોય એ બાબતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય છે તો એમાં શિક્ષકોનું એક મહત્ત્વભર્યો ફાળો ગણી શકાય પરીક્ષાની પ્રક્રિયામાં મદદ કરનારમાં શિક્ષકો જ હોઈ શકે અથવા વાલીઓ પણ હોઈ શકે છે કે વિદ્યાર્થીઓને જે તે વિષયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ શિક્ષણ ક્ષેત્રમાં આપી એમાં એનો શિક્ષકોનો સિંહ ફાળો છતાં એમના મા બાપનો પણ ફાળો હોઈ શકે કારણ કે આખો દિવસ દરમિયાન શિક્ષકો સાથે તો રહે જ છે એ સિવાય બાળકો જે છે એ માતાપિતા સાથે પણ રહે છે એટલે એમાં માતાપિતાનું માર્ગદર્શન પણ ખૂબ જ જરૂરી છે બીજી બધી વાત ન કરતા મુદ્દા પર આવતા આપણે વાત કરીએ તો સ્પર્ધોઓમાં લઈ જવા માટે દર વર્ષે બે થી ચાર એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં એક જોશ એક ઉમંગ એક ઉત્સાહ આવે છે કે ભાઈ આપણે સ્પર્ધા માટે એટલે કે કોમ્પિટિશન માટે જવાનું છે તેના માટેની તૈયારીઓ પૂર્વ તૈયારીઓ એ શોધખોળ કરીને એ વિષય શોધીને બેસ્ટમાં બેસ્ટ એટલે સારામાં સારું હું ક્યાં આપી શકું છું એ બધું શોધખોળ કરીને જે વિદ્યાર્થી શિક્ષકો પાસેથી કેટલીક માહિતીઓ લે છે અથવા એમના ગુરુ અથવા એમના જે સહ વિદ્યાર્થીઓ છે એની પાસેથી માહિતી લઈને એ સારામાં સારી તૈયારી કરીને સ્પર્ધા માટે જાય છે બીજી એક સ્પર્ધાની વાત કરીએ શિક્ષણ સિવાયની તો એ ખેલકૂદની સ્પર્ધા યોજાય છે ખેલકૂદની સ્પર્ધા યોજાવાની વાત કરીએ તો કે શરૂઆતના દિવસોમાં ખેલકૂદને ભારત દેશ અથવા અમારા વિસ્તારની વાત કરીએ તો અમારા વિસ્તારમાં પણ ખેલકૂદને એટલું મહત્ત્વ નહોતું મળતું અથવા નહોતું મળતું ને કરતા પણ એક વસ્તુ કહી શકાય કે એટલું એનું પ્રચાર નહોતો કે લોકોમાં એટલી માહિતી નહોતી કે આની પણ સ્પર્ધા યોજાઈ શકે છે આની પણ સ્પર્ધા યોજાતી હોય છે પણ ધીરે ધીરે જેમ જેમ માહિતી પ્રદાન વધારે થતી જાય ઇન્ટરનેટનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ તેમજ શિક્ષણમાં પણ ઘણા ફેરફારો થવાનાં કારણે સ્પર્ધાત્મક વસ્તુઓ એ શિક્ષણમાં પણ આવી છે ખેલકૂદની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં ખેલકૂદમાં જોઈએ તો અલગ અલગ વિસ્તારમાં ખેલકૂદની વિવિધતા જોવા મળે જેમ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એ છે તો કે કબડ્ડી ખોખો પછી અમુક જે રાજસ્થાનના કે પછી ઉપરના વિસ્તારમાં જઈએ તો ત્યાં એ એથ્લેટિક્સ એટલે કે જે બોક્સિંગ અથવા તો જેને આપણે જે ખાડામાં જે માટી સાથે જોડાયેલી રમતો છે એવી અમૂક વિસ્તારમાં વધારે રમાતી હોય પછી આપણે અમુક વિસ્તારમાં જઈએ તો ત્યાં આપણે બીજી કોઈ રમતો એવી દરેક વિસ્તારની અલગ અલગ પ્રખ્યાત રમતો હોય છે એ ત્યાં રમાતી હોય છે જેમ કે હમણાં વચ્ચે દંગલ મૂવી આવ્યું હતુ એમાં રાજસ્થાનની વાત કરી હતી અથવા એવા અમુક વિસ્તારની વાત કરીતી ત્યાં એ કુસ્તી લડાય છે અમુક વિસ્તારમાં પંજાબ છે પછી એ બાજુ અમુક એવા વિસ્તારો છે જ્યાં કુસ્તી વધારે રમાતી હોય એવી જ રીતે અમુક રમતો છે એ અમુક જગ્યા પર વધારે રમાતી હોય ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ એ દરેક જગ્યાએ રમાતી એવો કોઈ એરિયો સ્પેશ્યલ નથી કે ભાઈ આ વિસ્તારના લોકો ક્રિકેટ વધારે રમે છે કે આ વિસ્તારના લોકો આ વસ્તુ વધારે રમે છે તો દરેક વિસ્તારમાં દરેક રમતનું અલગ મહત્ત્વ હોય છે અલગ એની સ્પર્ધા હોય છે તો સ્પર્ધાત્મક રીતે વાત કરીએ તો શરૂઆતમાં સ્કૂલ અને કોલેજોમાંથી કબડ્ડી ખોખો દોડ માટે લઈ જતા હતા પણ હવે એમાં પણ અલગ અલગ રમતો ઉમેરાઈ છે પુરુષની સાથે સાથે સ્ત્રીઓ પણ એ સ્પર્ધાઓમાં જોડાઈ છે પહેલાં શરૂઆતમાં એવું હતું કે ભાઈ પુરુષોને સ્પર્ધામાં લઈ જવામાં આવતા પણ હવે ધીરે ધીરે જેમ જેમ સમાજમાં જાગૃતતા આવી છે લોકોમાં એ વસ્તુ કેળવાઈ છે તો સ્ત્રીઓને પણ એટલે પણ વિદ્યાર્થિનીઓને પણ સ્પર્ધામાં લઈ જવા માટે સ્પર્ધા ઘણી બધી હોય છે દોડ હોય છે ક્રિકેટ વોલીબોલ ખોખો પછી અલગ અલગ બૉક્સિંગ કે આ બધી ઘણી બધી સ્પર્ધાઓ એ રાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે યોજાતી હોય છે એનું ચલણ આજકાલ વધી રહ્યું છે અને એની સાથે સરકાર પણ એમાં ઘણી બધી શિષ્યવૃત્તિઓ ઘણી બધી સહાયો આપતી હોય છે એટલે બાળકોને એની પણ પ્રેરણા મળે તો બાળકો આગળ ભવિષ્યમાં ખેલકૂદમાં કારણકે એવું જરૂરી નથી કે દરેક બાળક એ શિક્ષણ ક્ષેત્રે જ કે ભણતરમાં જ આગળ વધી શકે દરેક બાળકની માનસિક અને શારીરિક શક્તિ અલગ અલગ હોય છે એ પ્રમાણે એ લોકો કેળવાયાં હોય તો અમુક લોકો ભણવામાં આગળ વધતાં હોય તો અમુક લોકો ખેલકૂદમાં પણ આગળ વધી શકતા હોય દરેકની માનસિક શક્તિ શારીરિક શક્તિ અલગ અલગ હોય છે જેની માનસિક શક્તિ વધારે હોય એ ભણી ગણીને આગળ ડોક્ટર એન્જિનિયર કે પછી મોટા સારા વ્યક્તિ આઈપીએસ કે બનતા હોય છે એવી જ રીતે શારીરિક શક્તિ જેની હોય છે જેની માનસિક શક્તિ એટલી વિકસતી ના હોય અથવા તો ભણતરમાં આગળ ન વધ્યા હોય એવા વિદ્યાર્થીઓએ શારીરિક શક્તિથી જે ખેલકૂદમાં એવુંમાં પણ આગળ વધીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને એમાં આગળ વધતા હોય છે એવી જ રીતે સરકાર પણ ગવર્મેન્ટ પણ હવે શિષ્યવૃત્તિ તેમજ ખેલમહાકુંભ કરીને એક સ્પર્ધાત્મક રીતે આયોજન કરે છે એમાં અલગ અલગ રાજ્યનાં અલગ અલગ ક્ષેત્રનાં લોકો આવીને પોતપોતાને જે પણ ખેલકૂદમાં આગળ વધવું હોય એના માટે પ્રેરણા આપીને સરકાર પણ એનું આયોજન કરે છે એ સિવાયની વાત કરીએ તો હવે એના અમુક ક્લાસો પણ ચાલુ થયા છે જેમકે બોક્સિંગ છે પછી તમારું રેસલિંગ છે આ બધું અલગ અલગ જગ્યા અલગ અલગ વસ્તુઓના એ ક્લાસ પણ ચાલુ થયા છે તો આ ખેલકૂદની બાબતમાં ભારત પણ હવે ઘણા બધા મેડલો જીતીને આવે છે ઓલિમ્પિકની વાત કરીએ તો ઓલમ્પિકમાં આ વખતે

એમ ઈન્ડિયાની વાત કરીએ તો ક્રિકેટનું ચલણ ખૂબ જ છે પણ એ સિવાય હવે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ અલગ અલગ રમતો પણ આગળ આવી છે કબડ્ડી ખોખો પછી વોલીબોલ ફૂટબોલ પછી હોકી આ બધી જ રમતોમાં આ ભારત દેશ એ આજકાલ આગળ આવતો જોયો છે હમણાં જ આપણે વાત કરીએ તો ઘણા બધા આપણા કુસ્તીના તેમજ રેસલિંગના વિજેતાઓ મેડલ મેડલો આપણા ભારત દેશમાંથી આવ્યા છે તેમજ આગળ ભવિષ્યમાં પણ એવા બધા ઘણા ખેલાડીઓ એકબીજાની પ્રેરણા લઈને આગળ વધીને આ બધું કરતા હોઈએ છે તો એવી કોઈ સંસ્થાની વાત કરીએ તો એવી એવી પ્રાઇવેટ સંસ્થાઓ પણ ઘણી છે જે ખેલકૂદ ક્ષેત્રમાં પોતાના વિદ્યાર્થીઓને એને આગળ વધવા માટે ક્લાસીસ જોઇન કરીને એમાં કબડ્ડી વોલીબોલ ખોખો આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદ કરતા હોય ફોમ ભરવામાં મદદ કરતા હોય કે કઈ રીતે આગળ વધી એ શકાય એ રીતે એક પ્રાઇવેટ સંસ્થાઓ પણ એની સાથે સાથે ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ ક્ષેત્રમાં એવી એવી ખેલમહાકુંભ જેવી જેમ કે ગુજરાતમાં ખેલમહાકુંભ નામે એક મેળો ભરાય છે રમતનો એમ કહી શકાય એવી યોજના કરતા હોય છે એવી રીતે ભારતમાં પણ ઘણી બધી સ્પર્ધાત્મક આયોજનો એ ભારત સરકાર દ્વારા થતા હોય છે અને આ સિવાય આપણે વાત કરીએ તો મિલિટ્રીમાંથી એટલે કે સૈનિક દળમાંથી પણ ઘણી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમાં કારણકે અમુક જે આવ્યા હોય ત્યાં એમાંથી પણ અમુક દોડમાં આગળ વધતા હોય તો એમાં પોલીસકર્મીઓમાં પણ સ્પર્ધા પર તો દરેક ક્ષેત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ બાળકોથી લઈને જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધી અલગ અલગ ક્ષેત્રમાં આયોજન ખૂબ જ સરસ ભારત ભારત દેશ પણ શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ આજે બહુ સારું એવું ઓલમ્પિક ની ગેમ સુધી આગળ વધ્યું છે તો આ એક બહુ સારી બાબત કહી શકાય કારણ કે ખેલેગા ઇંડિયા તભી તો આગે બઢેગા ઇંડિયા એવી રીતે પઢેગા ઇંડિયા તભી તો આગે બઢેગા ઇંડિયા એવી રીતે શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ ભારત દેશ આજે બહુ જ સારું આખા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તો એનું કારણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ છે કે જ્યાં સુધી સામેવાળો કે વ્યક્તિને આપણે નહીં જોઈશુ ત્યાં સુધી આપણને પ્રેરણા નહીં મળે સામે કોઈ સ્પર્ધાત્મક વ્યક્તિ નહીં હોય ત્યાં સુધી આપણને એનો જોશ નથી આવતો એનો ઉમંગ નથી આવતો એક જ વ્યક્તિ આપણે પોતે પોતાનો એક જ વ્યક્તિનું કરવું હોય કોઈ પણ કામ તો આપણને આળસ આવતી હોય કે આપણને પ્રેરણા નહીં મળે પણ આપણી સામે ચાર વ્યક્તિઓ હોય અને એની સામે આપણે ટક્કર આપવાની હોય તો એ બહુ એક પડકારજનક બાબત આપણા માટે હોય એટલે આપણે એના માટે વધુ મહેનત કરીએ છીએ આજે ખેલકૂદમાં અને શિક્ષણક્ષેત્રમાં જે આજે ભારત દેશ આગળ વધ્યો છે એનું કારણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ છે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવી જ જોઈએ અને બહુ સારી આ બાબત કહી શકાય